આજનાં બાળકોની ઈન્ટરનેટ ગેમ્સ એક આદત બની ગઈ છે જેનાં કારણે બાહ્ય દુનિયા જ ભૂલી ગયાં છે ઘરની બહાર નીકળવાનું ઘરની બહારનું વાતાવરણને અનુભવ કરવાનો બધી સમસ્યાઓનો સામનો કરવાનો એ બધુ ભુલી ગયા છે તેમ અને તેમજ બાળકો બહાર નીકળીને રમવાનું ભુલી જવાથી પોતાની તબિયતનું તબિયત ખુદ બગાડી રહ્યાં છે એક બેઠાડું જીવન વિતાવે છે બધું ગમે એમ બહારનું મંગાવી મંગાવીને ખાય છે આખો દિવસ મોબાઈલ લઈને ગેમ્સ રમ્યાં કરે છે અને એના કારણે એમની આંખો ખરાબ થતી હોય છે શરીર ખરાબ થતું હોય છે પણ તેમ છતાં એમને આ બધી વસ્તુઓ દેખાતી નથી એ બધું અવગણે છે અને એમનાં ઈંટ્રેસ્ટનો વિષય એટલે કે ઈન્ટરનેટ ગેમ્સને આખો દિવસ પકડી રાખે છે અને એનાં કારણે એમનો સ્વભાવ પણ એકદમ ચીડિયો થઈ જતો હોય છે બધી વસ્તુ તરફ એમને નફરત થતી હોય છે કોઈ એમને ટોકે એ એમને ગમતું નથી છતાં પણ એ લોકો આ વસ્તુ છોડવાં તૈયાર જ નથી હોતાં એટલે આટલા હદ સુધીની એને આદત બની ગઈ છે બધા બાળકોને